હું દુનિયામાં ફરવા જવું હોય તો મોઘલધામ જવું જોઈએ દ્વારકા જવું જોઈએ સોમનાથ જવું જોઈએ જલારામ બાપાની જગ્યાએ જવું જોઈએ વિરપુર આ બધા ફરવા માટે અને ભક્તિ કરવા માટેના ખૂબ ઉત્ત ઉત્તમ સ્થાન છે બાકી જો તમારે ખાલી પૈસા ઉડાડવા જવું હોય અને ફરવા જ જવું હોય તો પછી ગમે તે જગ્યાએ જઈ શકો છો પણ જો તમારે સારી રીતે ફરવું હોય કે તમારા પૈસા પણ ખર્ચાય તો પણ તમને એમ થાય કે ના ભાઈ આપણે સારી જગ્યાએ ખર્ચ કર્યો છે તો એટલે ફરવા જવા માટે તમે મોઘલધામ જાઓ દ્વારકા જાઓ સોમનાથ જાઓ કાશીપુર જાઓ આ બધા ફરવા માટે બહુ સરસ છે